મને ફોટા પાડવાનો ખૂબ શોખ છે પરંતુ મારી પાસે કેમેરો નથી હું હાલમાં ફોટો પાડવા માટે મોબાઈલ ફોનનો ઉપયોગ કરું છું આ જોઈએ તો અત્યારે ફોનમાં કેમેરાની ક્લિયારીટી તેના લેન્સ તેમના કેમેરા અલગ અલગ પ્રકારના હોય છે કેમેરામાં જોઈએ તો અલગ અલગ પ્રકારનું સેટિંગ આવે છે ફીચર્સ આવે છે જેમાં જોઈએ તો પોટ્રેટ હોય છે પોટ્રેટમાં કોઈપણ વસ્તુ ક્લિયર તેને એના પર આપણે ક્લિક કરીએ એટલે આમ જે વસ્તુ પર ફોકસ હોય છે તે રીતે આપણે ફોટો પાડી શકીએ છીએ ત્યારબાદ પનોરમા હોય છે પનોરમામાં પણ એ જ પ્રકારનો હોય છે જેમાં આપણે જોઈએ તો ફોટાની લેન્થ કઈ રીતે આ મોટી કરી છે એક નાના આઈકોનમાં આપણે એક મોટી વિશાળ જગ્યા પર પનોરમા ફિચર્સમાં આપણે જોઈએ છીએ ત્યારબાદ પછી વાઇલ્ડ એંગલના ફોટા હોય છે જેને આપણે આડો ફોન રાખીને તેમાં આપણે ફોટો પાડી શકીએ છીએ પછી ફોટોમાં ક્લિયારીટી માટે ક્લિયારીટી માટે ક્લિક કરવા માટે અલગ અલગ ફીચર્સ આવે છે પછી હજી આ સ્ક્રીન સ્લાઇડ હોય છે એક પોઈન્ટ એક ચારની એક પોઈન્ટ ચારની એ રીતે પ્રકારે આપણે રાખી શકીએ છીએ પછી સ્લો મોસન હોય છે સ્લો મોશનમાં વિડીઓઝ બનાવીએ છીએ એમાં સ્લો મોસન જે મુમેંટ જે તે સ્લો રીતે ઉતારી શકીએ છીએ પછી